મારી નિસારમાં નજદીકમાં લક્ષ્મી હોસ્પિટલ મહેતા હોસ્પિટલ જીવન કૌશલ્ય હોસ્પિટલ એવી ઘણી બધી જાતની હોસ્પિટલો આવેલી છે જે ખાનગી હોસ્પિટલો છે ને આ હોસ્પિટલોમાં સંડાસ બાથરૂમની ઘણી વખત શંકા પડે છે અને તકલિફ આવે છે એક વખત મારા પગનું ઓપરેશન હતું તે ટાઈમે મને આટલી બધી સુવિધાઓ ત્યાં હોસ્પિટલમાં હતી નહીં સુલભતાની પોષણ ક્ષમતાની તેના કારણથી તકલીફ પડી હતી તેથી તાત્કાલિક મને બીજા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી જે છેક નવા વાડજ પાસે હતી અને ત્યાં જઈ અને મને ઓપરેશન કર્યું અને ત્યાં જ બધી વ્યવસ્થા હતી તેથી મારી નજીકની જેટલી ખાનગી હોસ્પિટલો છે ત્યાં ઘણી વખત મને તકલીફ પડે છે તેથી હું એ હોસ્પિટલોમાં જતી નથી